ત્રેવીસ બે હજાર ચારસો વીસ પચ્ચીસ હજાર નવસો ચાલીસ પાંચ લાખ વીસ હજાર બસો પચાસ નવ લાખ પચાસ હજાર પાંચસો પચાસ